અત્યારે હાલના સમયમાં આપણે જોઈ શકીએ છીએ કે લોકોની ફિટનેસ જળવાતી નથી હોતી અને એવામાં પરંપરાગત રમતો રમવાથી આપણને શારીરિક અને માનસિક એમ બંને સુખ મળી શકે છે શારીરિકમાં વાત કરીએ તો પરંપરાગત રમતો રમવાથી આપણું શરીર ફિટ રહે છે સાથે શરીરની મજબૂતાઈ વધે છે અને મસલ્સ ઇન્ક્રીઝ થાય છે અને વાત કરીએ કે માનસિકની તો પરંપરાગત રમતો રમવાથી માનસિક તણાવ ઓછો થાય છે સાથે સાથે મગજને શાંતિ મળે છે અને મન પ્રફૂલ્લિત થઈ જાય છે આમ પરંપરાગત રમતો રમવાથી શારીરિક અને માનસિક સુખ મળી આવે છે અને શારીરિક રમતો અને માનસિક સુખ મળતા આ ખૂબ મોટો ફાળો આપે છે